શાળાઓમાં ઘણા વિષયો ભણાવવામાં આવે છે ઉદાહરણ લઉં તો ગુજરાતી હિન્દી વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર ગણિત સામાજિક વિજ્ઞાન સંસ્કૃત અને રમતો વિષયો પણ ભણાવવામાં આવે છે અને આપણને આ બધા વિષયો વિષે જાણકારી આ શિક્ષકો દ્વારા જ મળે છે અને શાળાઓમાં બધા જ શિક્ષકો આપણને સારી રીતે જ ભણાવે છે કારણ કે તે લોકો શાળાઓમાં ભણાવે છે તો એ લોકો પોતે એક પ્રકારે શિક્ષિત જ હોય છે અને તે આપણને ભણાવા માટે ના એક સારા શિક્ષક જ હોય છે આપણને એ લોકો વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયો જ વિષે સમજાવે છે કે કેવી રીતે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના દ્વારા આજે આગળ વધી રહ્યા છે પછી આપણને ગણિત વિષે ભણાવે છે કે કઈ રીતે સ આપણું વે આપણું જે માર્કેટિંગ છે તે કેવી રીતે ચાલે છે કેવી રીતે બધા આંકડાઓ છે ઘડિયાળો વિષે બધા નફા ખોટ ઘણી એવી બાબતો જે આપણને ગણિતમાંથી મળે છે તે આપણને આવા શિક્ષકો જ પૂરી પાડે છે સમજ પછી સામાજિક વિજ્ઞાન જે આપણને પહેલાંના ઇતિહાસો આપણા ભારતનો પહેલાંનો જે ઇતિહાસ છે મધ્ય ઇતિહાસ છે ને આધુનિક ઇતિહાસ છે તેના વિષેની જાણકારી સારી રીતે મળે છે અને એ જાણકારી આપણને સારી રીતે સમજ પડે અને યાદો રહે તે તે માટે આ શિક્ષક લોકો જ આપણને એના માટે જવાબદાર છે તો આ બધા શિક્ષકો સારા જ હોય છે જે આપણને આ સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન ટેકનોલોજી અને ગણિતો વિષે ભણાવે છે અને તે લોકોના ભણાવવાના કારણે જ આપણે શાળાઓમાં ભણ્યા ના કારણે જ આપણે આગળ જઈએ છે કોલેજોમાં અને આગળની બધી એક્ઝામોની તૈયારી કરીએ છે તો આ જે પાયો હોય છે કોઈપણ સબ વિષયનો તો તે પાયોને સારી રીતે સમજે પૂરી પાડે છે તે શાળા જ છે અને શાળાઓમાં આ ઉપસ્થિત જે શિક્ષકો છે તે જ છે જેના લીધે આપણું કોઈપણ વિષયનો જે પાયો મેન હોય છે તે આપણને આ શાળાઓ તરફથી મજબૂતાઈથી યાદ રહે એ સા વિજ્ઞાન અને ટેકનોલોજીમાં શું આવે છે સામાજિક વિજ્ઞાન શું છે ગણિત શાસ્ત્રમાં શું શું આવે છે આ બધીએ વસ્તુની જાણકારી આપણને શિક્ષક આપે છે અને આ શિક્ષકો સારા જ હોય છે અને સુશિક્ષિત જ હોય છે અને સુશિક્ષિત છે તો જ તેઓ આ શાળાઓમાં ભણાવે છે અને આપણે ભણીએ છીએ